હા અમે ડેલીવરી મતલબ ઓર્ડર કર્યો છે તો અમારે એ જાણવું હતું કે આપણે જે બાપુનગર છે એ સાઈડ ફ્લેટ છે ત્યાં ત્યાં એ એડ્રેસ પર એ સરનામા પર તમારે ડેલીવરી કરવાની છે તો એજ અંદાજે તમને કેટલો સમય લાગશે ડેલીવરી કરવા માટે તો એ રીતે એક્ચુલી અમે લોકો જો છે હાલ બહાર છીએ તો અમે અંદાજે તમે મને કેશો કેટલો સમય લાગશે તો અમે એ સમયે સમયસર અમે લોકો ત્યાં પહોંચી જઈએ તો ડેલીવરી બરાબર રીતે થઈ જાય અને અમને લોકોને મળી જાય એટલે તમે મને પ્લીઝ એક એક્ઝેટ અથવા તો કે અપ્રોક્ષિમેટલી ડેલીવરી ડ્યુરેસન કહો તો મને ખ્યાલ આવે કે કેવી રીતે મને એ વસ્તુ અમે લોકો ત્યાં પહોંચી અને એને લઈ શકીએ